હેલો

હા હા તમે ક્યાંથી વાત કરો છો

પહેલાં તો તમારા વાળ બરછટ હોય તો તમારે હેર સ્પા લેવું જોઈએ હેર સ્પાથી વાળ મજબૂત થાય અને ઓછા તૂટે અને પછી કેરેટીન કરાવવું જોઈએ સ્મૂથનિંગ તો તમારે લોંગ ટાઇમ સુધી ચલાવવું હોય સ્ટ્રેટનર રાખવું હોય તો જ થાય ના એમાં એવું કશું નથી હોતું ના એટલે તમે હીટ વાળો હેર સ્પા લો ને તો એમાં ડેમેજ થાય છે પણ તમે હેર સ્પાની અંદર હીટ નહીં લેવાનું જેથી અમુક લોકો લે છે હીટ વાળો એ પણ સારો એ તમારા વાળ ઉપર ડિપેન્ડેન્ટ છે કેટલા બરછટ છે વધારે હોય તો તમારે હીટ વાળો લેવોજ જોઈએ અને ના હોય તો પછી ચાલી જાય છ મહિના વર્ષ સુધી પછી તમારે કરાવવું પડે હેર સપા પણ તમે કરાવો તો ત્રણ ત્રણ મહિને કરાવવું જ જોઈએ અને આ તમારા વાળ વધારે તૂટતાં ને હોય તો પંદર પંદર દિવસે હેર સપા કરાવવું જ જોઈએ

તમે ક્યાંથી બોલો છો એટલે એક્ચુઅલ્લી તમારું એડ્રૈસ આપશો તો હું તમને જણાવીશ ને ઓકે તો મારી સલૂન નરોડામાં છે જ તો તમે ત્યાં આવી શકો છો ઓકે હું તમ તમારો વોટસપ નંબર આજ છે ને હું તમને સલુ ઓકે હું મન્ડેનું બૂકિંગ કરી દઉં છું અને તમે અ બપોરે ત્રણથી બપોરે ત્રણ વાગ્યા પછી પર તમે મિનિમમ કલાક બે કલાક ટાઇમ લઈ ને આવજો કારણકે હેર સ્પા કે આવી રીતે બધામાં કલાક બે કલાક નીકળી જાય છે

હા હા પાકું હું તમારું કરી દઉં છું અને આ તમારો વોટસપ નંબર જ છે ને હું હા હું તમને વોટસપ માં એડ્રેસ સેન્ડ કરી દઉં છું ઓકે થેન્ક યૂ